તમે વૃદ્ધિ ઓલા સર્વિસિસમાંથી વાત કરો છો મારે એક એકચ્યુલી કમ્પલેન્ટ નોંધાવવાની હતી તમારો એકચ્યુલી જે એમ એચ જીરો વન ટુ થ્રી ફોર એટ એ જે તમે ઓલા કેબ મને મોકલાવેલી હતી એનો ડ્રાઈવર એ દિવસે બહુ મોડો પહોંચ્યો જે દિવસે મારે એકચ્યુલી મારી ટ્રેન એના કારણે મિસ થઈ ગઈ હવે એના કારણે મારે અહીંયા કનેકટેડ ટ્રેનના લીધે મારે એરપોર્ટથી એ પહોંચવાનું હતું તો એનાથી મારી એકચ્યુલી ફ્લાઇટ પણ મિસ થઈ ગઈ છે તો એનો મને તમે રિફંડ જોઈએ કે મારી આ બધી ટ્રેન અને ફ્લાઇટ મિસ થઈ ગઈ છે એનું મને રિફંડ જોઈએ અરે તમે એમ કેમ કહો છો કે તમારો ડ્રાઈવર ટાઈમ પર પહોંચ્યો ને એવું બધું તમારો ડ્રાઈવર ટાઈમ પર પહોંચ્યો જ નહીં હતો અને મેં દસ વાગ્યાનું ટાઈમ કીધેલું તો એ ભાઈસાબ આવે છે સાડા દસ વાગ્યે હવે સાડા દસ વાગ્યે અને ત્યારે અહીંયાથી મારે હવે વિક્રોલીથી ત્યાં ચર્ચગેટ પહોંચવાનું એટલે કંઈ અડધા કલાકમાં થોડી પહોંચાય કે ભાઈ એ માટે મેં એટલા માટે કે દસ વાગ્યાનું એનું કેબ બુક કરાવેલું હતું તો એ હિસાબે એને આવવું જોઈએ કે નહીં અને હું અહીંયાથી ફોન કરું તો એ ભાઈસાબ ફોન બી નહીં ઉચકે કે ક્યાં છે કયો લોકેશનમાં છે કે ક્યાં છે ગાડી એ બી એ કહેવા તૈયાર નથી ને મને અહીંયા લોકેશનમાં બતાવે કે એ ભાઈસાબ અહીંયા ઊભો જ હતો અને કન્ટીન્યુઅસ ઊભો જ હતો દેખાય છે એમાં તો તો એ તો તમારા કંપનીની ભૂલ ને એકચ્યુલી એ ડ્રાઈવર ટાઈમ પર આવ્યો નહીં અને પછી હું ટાઈમ પર કેવી રીતે અને આવ્યો તો આવ્યો પણ એ તમારા ગાડી અને જે મેં ગાડી મંગાવી તે તો બીજી જ ગાડી આવી મેં મંગાવેલી હતી મોટી ગાડી કે મારું સામાન બધું રહી જાય અને બધુ એ થાય કરીને પણ એમાં તો મારું સામાન નાની ગાડી આવી એટલે મારું સામાન બી બધુ રહ્યું નહીં એ મારે બધે આગળના સીટ પર ને મારા ખોળામાં રાખવું પડ્યું મારે એમાં અને એમાં તો તમારું એસી બી નહીં ચાલે ગાડીનો તો આવી કેવી સર્વિસ અને આવું કેવું તમે મેન્ટેનન્સ રાખો છો તમે આટલી મોટી કંપની ને આવું તમે સર્વિસ આપો છો કસ્ટમર્સને હજી તો અમે વિક્રોલીથી દાદર નથી પહોંચ્યાં ને એમાં તમારે ગાડી બંધ થઈ ગઈ એવા હજી તો હજી તો વરસાદનું પાણી ભરાયેલું તેમાં તો ગાડી બંધ થઈ ગઈ તો એવી કેવી તમે મેન્ટેનન્સ રાખો છો થોડુંક તો તમારે જોવું જોઈએ કે નહીં